હેલો હોટૅલ એકતામાંથી બોલો મારે એક મોટો ઑર્ડર આપવાનો છે તમારી હોટૅલમાં સ્પેશિયલ આઇટમમાં શું છે મારે દસ પનીર ટીક્કા પચીસ રોટી છ છાશ છ પાપડનો ઑર્ડર આપવાનો છે આની ટોટલ અમાઉન્ટ શું થશે આટલી મોટી અમાઉન્ટ છે તો ડિસ્કાઉન્ટ મળશે મને આ ઓર્ડર સાંજે સાત વાગે સુકૂન કૉલોનીમાં મળી જશે ઓકે આભાર